કપડાં ધોવા માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં લોકો હતા જે એ નદીએ કપડા ધોવા માટે જતા હતા કે ત્યાં બીજી કોઈ સુવિધાઓ નહોતી તો જ્યારે ચોમાસામાં અથવા તો ચોમાસા પછી જ્યારે નદીઓમાં અથવા તળાવોમાં પાણી ભર્યું રહેતું ત્યારે ત્યાં લોકો કપડાં ધોવા માટે જતાં હતા સમય બદલાયો પછી ધીરે ધીરે પાણી ઘર સુધી પહોંચતું થયું તો ગામડાઓની વાત કરીએ તો જનરલી ગામડાઓમાં કપડાં ધોવા માટે અલગથી એક સ્પેસ રાખવામાં આવી હોય છે જેને ચોકડી કહેવામાં આવે છે ત્યાં લોકો ઘરની જે મહિલાઓ હતી એ ત્યાં કપડાઓ ધોતી હતી એ પછી થોડું અપગ્રેડ થયું લોકો શહેરો તરફ વળ્યાં અથવા તો શહેરોની માં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો કપડાં ધોવા માટે એ ગામડા સુધી પહોંચી અને એ છે વોશિંગ મશીન વોશિંગ મશીન જ્યારે સૌથી પહેલાં આવ્યું ત્યારે એમાં લોકો એમાં પાણીનો ઉપયોગ ઓછો થતો અને કપડાં મશીનમાં ધોવાતાં અને મહેનત પણ એમાં ઓછી પડતી તો વોશિંગ મશીનમાં કપડાઓ ધોતાં એ પછી વોશિંગ મશીનની અંદર પણ જે છે ટેકનોલોજી એ અપગ્રેડ થઈ તો કપડાં જે સુકવવાના હતાં એ વોશિંગ મશીનમાં જ ઓટોમેટિકલી ડ્રાય થઈ અને નીકળતા હતા હવે હજુ પણ દેશની અંદર ઘણી એવી જગ્યાઓ છે જનરલી જે આ ગામડાંના એરિયાઓ કે ત્યાં વોશિંગ મશીન કે એવી સુવિધાઓ ન હોય તો ત્યાં આજ પણ લોકો હાથથી કપડાં ધુએ છે અને એને તડકામાં સૂકવે છે હવે વાત કરીએ ચોમાસાની તો જ્યારે તડકો ન હોય ત્યારે ચોમાસામાં લોકો કપડાં સૂકવવા માટે રૂમની અંદર કપડાંઓ સૂકવે છે અને જી કાં તો ત્યાં વરસાદ ન આવી શકે એવાં છાપરા નીચે કે લોકો કપડાંઓ સુકવતા હોય છે જ્યારે શહેરની વાત કરીએ તો શહેરમાં મશીનમાં કપડાં ડ્રાય થાય છે પણ જે શહેરમાં પણ જે લોકો વોશિંગ મશીનનો ઉપયોગ નથી કરતાં તે લોકો પણ હોલ અથવા રૂમની અંદર કપડાઓ સૂકવતા હોય છે